હું મારા પરિવાર અને મિત્રો સાથે પિકનિક પર મામાનું ફાર્મ હાઉસ છે ત્યાં જવાનું વધારે પસંદ કરું છું કેમકે ત્યાં જવા તે મામાનું ફાર્મ હાઉસ ગામથી ઘણું દૂર છે અને તે અંતરિયાળ વિસ્તારમાં છે અને ફાર્મ હાઉસની ફરતે ઘણાં બધાં વૃક્ષો છે અને ગ્રીનરી કુદરતી વાતાવરણ પ્રકૃતિ વધારે છે એટલે એ વાતાવરણમાં રહેવાની ખૂબ મજા આવે છે શુદ્ધ હવા મળી રહે છે એટલે એ વાતાવરણ વધારે પસંદ છે અને પરિવાર સાથે ત્યાં જઈએ છીએ તો ત્યાં અમે ઘણી બધી પ્રવૃતિઓ કરીએ છીએ જેમકે ત્યાં જઈને બધા એક સાથે મળીને જમવાનું બનાવીએ છીએ બધા એક સાથે મળીને જમવાનું બનાવી સાથે જમીએ છીએ અને રાંધેલી રસોઈનો આનંદ માણીએ છીએ ત્યાર પછી પછી ગરબા વગાડીએ છીએ મૂવી જોઈએ છીએ મૂવી જોઈ પછી ગીતો ગીતો વગાડીએ છીએ એના ઉપર ડાંસ કરીએ છીએ ગરબા રમીએ છીએ પછી રમતો રમીએ છીએ ફાર્મર્સનું મોટું મેદાન છે એટલે ત્યાં ક્રિક્રેટ રમીએ છીએ ક્રિક્રેટ રમીને થાકી જઈએ એટલે મામાના ફાર્મ હાઉસ પર સ્વિમિંગ પુલ છે પાણીનો ટાંકો છે એટલે એ પાણીના ટાંકાની અંદર નહાવાની ખૂબ મજા આવે છે સ્વિમિંગ કરવાની મજાશે એટલે બધા જ પાણીમાં પડે છે અને નહાઈએ છીએ તો ત્યાં પાણીના ટાંકામાં નહાવાની મજા આવે છે અને કુદરતી વાતાવરણ પ્રકૃતિ ફાર્મ હાઉસ ને ફરતે ખૂબ જ સરસ છે એટલે ફોટા પાડીએ છીએ વીડિયોઝ બનાવીએ છીએ અને મૂવી જોઈએ છીએ પરિવાર સાથે ત્યાં લૂડો રમીએ છીએ એમાં પણ મજા આવે છે પછી પરિવારના સભ્યો એકબીજાં સાથે વાતો કરે છે બધા પોતપોતાની વાતો રજૂ કરતાં હોય છે તો આવી રીતે વાતો કરવાની મજા આવે છે અને આ રીતે મામાના ફાર્મ હાઉસે જવાની ખૂબ જ મજા આવે છે